નમસ્તે મેમ નમસ્તે મેમ કેમ છો મેડમ એમાં એવું હતું કે મારે પાર્લરમાં આવવાનું હતુ આવવું છે હાં એમાં એવું છે મારા લગ્ન છે અને મારે ઑક્સિજન શું કહેવાય ઓક્સિજન મસાજને એવું કરાવવું હતું આઇબ્રોઝ અને એ બધું કરાવવું હતું વેક્સિંગ ને સો કેટલા પૈસા અને કેટલામાં પતે બજેટ શું હોય હા મેમ હા તો હા તો અચ્છા હા હા હા હા શું શું શું વસ્તુનાં દસ હજાર એટલે

હા પણ મેમ અ મેકઅપ મારો વોટરપ્રૂફ છે મેકઅપ મારે વોટર પ્રૂફ જોઈએ છીએ અચ્છા મેમ અને મારે લિપસ્ટિકના શેડ બી જોઈએ છીએ હશે ત્યાં લિપસ્ટિકના શેડ અચ્છા હા બટ વેક્સિંગ કરાવવું હોય બરાબર છે તો કેટલો ટાઈમ જોઈએ એમાં વીસ મિનીટ ઓકે દસ કલાક ઓકે તો સારું સારું ચાલો એમાં બી કેટલો ટાઈમ થાય એક દિવસમાં પતી જશે

ઓકે તો હા મારે બે બંને હાથમાં ફુલ મહેંદી અને પગમાં બી જોઈએ છે

ને હા અચ્છા અને જ્વેલરી બેલરીમાં કંઈ લાવવાનું

અચ્છા અને મારે જે મારી ચણીયા ચોળીનો મારા જે પાનેતરનો સેટ છે એ લાઈટ પિંક રેડ જેવો છે તો એની જ્વેલરી મેચિંગ હશે હા સિમ્પલ જોઈએ છે અમને સિમ્પલ જોઈએ છે બહુ હેવી લૂક નહીં બહુ હેવી લુક નથી જોઇતુ સિમ્પલ હશે ને ઓકે બરાબર છે અને મારે મારે તો જો બાવીસ ત્રેવીસ પચ ચોવીસ છે અને હા મારે હા હા

ઓકે તો ક્યારે મળું ઓકે ઓકે ઓકે ઠીક છે ઓકે ઓકે ઓકે એ સારું વાંધો નહીં હા તો એકવીસ તારીખના આવી જાઉં ને કેટલા વાગે આવું સવારે ઓકે વીસ તારીખે કેટલા વાગે આવું ઓકે સારું ચાલો આવીશ

ઓકે ઓકે સારું મેમ આવી જાઉં વીસ તારીખે એ હા હા હા મેમ થેંક્યુ